બગીચામાં ઊગેલા ફૂલ ઓક્ટોબરથી ફેબ્રુઆરીમાં પારિજાતિ ગુલાબ ચંપો એ બધા ફૂલ હું મારા ઠાકોરજીને ધરાવું છું અને જે ફળ મારા બગીચામાં ઊગે છે તે ફળ હું મારા ઠાકોરજીને ધરાવું છું પછી તમારા નાના નાના બાળકોને હું વહેંચું છું પ્રસાદ તરીકે હું ઠાકોરજીને ઉપયોગમાં લઉં છું બગીચામાં ઊગેલાં ફૂલ ચંપો મોગરો જૂઈ એ બધા ફૂલ હું મારા ઠાકોરજીની માળા કરીને સમર્પિત કરું છું